અત્યારના સમયમાં મોબાઈલમાં ઘણી બધી ગેમ્સ જોવા મળે છે ગેમોથી ઘણાબધા ફાયદાઓ પણ જોવા મળે છે અને ઘણાબધા ગેરફાયદાઓ પણ જોવા મળે છે ગેમ રમીને ઓનલાઇન ગેમ રમીને તમે પૈસા પણ કમાઈ શકો છો અને તેના દ્વારા પૈસા પણ ખર્ચ કરી શકો છો ફ્રી ફાયર પબજી કલેશ ઓફ કલેન્સ કોઈન માસ્ટર આ બધી ગેમ રમીને તમને આનંદની અનુભૂતિ થાય છે અને તેના દ્વારા લોકો એક બીજા સાથે સંકળાય છે